હા હું નાયક અમી બોલી રહી છું તમે ડૉક્ટર વિશાલ બોલી રહ્યા છો ઓળખાણ પડી અરે હું ગઈ વખતે જ તમારા દવાખાને આવી હતી અને મેં તમને ઓળખાણ પણ કરાવી હતી યાદ આવ્યું મને ચામડી અને વાળ ખરવાની તકલીફ છે મને ગાલ પર બહુ ખીલ થાય છે અને વાળ બહુ જ ખરે છે હા પેલા એક મેડીકલમાંથી મેં દવા લીધી તો હતી પરંતુ તેની કોઈ અસર નથી દેખાતી પછી પછી મેં એ દવા બંધ કરી દીધી દવાનું નામ તો યાદ નથી પણ હું તમને ફોટો મોકલી દઉં તમે જોઈ લેશો હા મોકલું છું મોકલ્યો જુઓ ઠીક છે હા હા મને ધૂળની એલેર્જી છે હા હા રોજીંદા ખોરાકમાં તો સવારે ચા નાસ્તો અને બપોરે ઘરનું જે હોય છે દાળ ભાત શાક રોટલી છાસ અને સાંજે તો ખીચડી કે એવું હોય સાદું હા મને બહારનું ખાવાનું ખૂબ જ પસંદ છે એટલે અઠવાડિયામાં ત્રણ ચાર વાર તો બહાર જમવાનું થઈ જ જાય છે હા હા ઠીક છે હવે ધ્યાન રાખીશ હા ફળો તો મને ભાવે છે એટલે તો હું ખાઉં જ છું હા પાણી તો શરીરમાં પ્રમાણ જળવાય રહે તેટલી માત્રામાં તો પીવું જ છું પણ હવે તો બી વધારે ધ્યાન આપીશ ઠીક છે અને આ દવાનો સમય અને કેવી રીતે દવા લેવાની સારું સારું અને આ ચામડીની સમસ્યાનું તો નિવારણ થઈ ગયું પરંતુ વાળ ખરવાની સમસ્યાનું નિવારણ શું છે મને યાદ તો નથી પણ દસ કે પંદર દિવસથી આ સમસ્યા થાય છે હા હા અને આ શેમ્પૂ અને તેલ કેવી રીતે વાપરવાનું હા હા સારું સારું તો આ દવાનો સારું તો હવે ખર્ચ કેટલો થયો ઠીક છે